ગુજરાતમાં શિક્ષણ અને તેનાં સંબંધિત ક્ષેત્રો પર કેન્દ્રીય સંશોધન માટેનાં સુધારણા કેન્દ્રોમાં સેન્ટ્રલ લેવલ માટે એનસીઆરટી છે જે નેસનલ કરીક્યુલમ એન એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ છે જે શિક્ષણ અને એનાં સંબંધિત ક્ષેત્રો પર સુધારણા માટેનાં પ્રયત્નો કરે છે અને એના સજેશનો આપે છે એ ઉપરાંત ગુજરાતમાં સ્ટેટ માટે જીએસસીઆરટી છે જે ગુજરાત લેવલ પર કામ કરે છે અને એ ઉપરાંત ડિસ્ટ્રિક લેવલ પર ડાર્ટ છે જે ડિસ્ટ્રિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સેન્ટર છે જે ગુજરાતનાં શિક્ષણ અને તેનાં સંબંધિત ક્ષેત્રો પર સંશોધન માટેનાં કાર્યરત છે